હલો હા કોણ હા હા બોલો સર અરે હા સર મને યાદ આવ્યું મેં ઇન્ક્વાયરી માટે તમને પહેલાં કોલ કર્યો હતો એટલે મારે પૂછવું હતું એમ કે અત્યારે જે અમારે હાલ અઢાર વર્ષ થયા છે તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મારે કેમનું અપ્લાય કરવું અને શું હોય છે પ્રોસેસ તમે મને બતાવી શકો છો

બરાબર એટલે એના કોઈ એકસ્ટ્રા ચાર્જ તો નહીં હોય ને તમે નવસો રુપિયા ફીસ કીધી એનો કોઈ એકસ્ટ્રા ચાર્જ હશે હા ઠીક છે હું સમજી ગયો સર હાલ મારે અઢાર વર્ષ પૂરાં થયા છે ટૂ વીલર સર ઓકે ઓકે સર વાંધો નહીં થેન્ક યૂ